અરવલ્લી જિલ્લામાં ખૂબ મોટા મોટા મંદિરો આવેલા છે જેવા કે દેવરાજનું મંદિર સાંઈ બાબાનું મંદિર એવા ઘણા બધા વગેરે વગરે મંદિરો આવેલા છે અહીંયા ઘણા બધા ધર્મના લોકો રહે છે અહીંયા મુસ્લિમો પણ રહે છે મુસ્લિમોની ઘણી બધી મ મસ્જિદો મક્દુમ સાહેબ બાવા એવી ઘણી બધી મોટી મોટી દરગાહો આવેલી છે અહીંયા બધા ધર્મ રિવાજો અને પ્રથાઓ તેમની સંસ્કૃતિ ને દ્વારા ગરબા રમે છે નવરાત્રિમાં ગરબા રમે છે એવું ઘણા બધા તહેવારો મનાવે છે દિવાળી મનાવે છે હોળી મનાવે છે રક્ષાબંધન મનાવે છે ઈદ મનાવે છે ઈદે મિલાદુન્નનબી મનાવે છે બકરા ઈદ મનાવે છે એવું ઘણું બધું મનાવે છે